હું માનું છું કે એક ફોટો પણ આપણને સારો સંદેશો આપી શકે છે એક એક્ઝામ્પલ આપીશ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છતા અભિયાનનો જ્યારે શરૂઆત કરી ત્યારે તેમણે હાથમાં ઝાડુ પકડીને પોતાનો એક ફોટો પાડી અને સર્ક્યુલેટ કર્યો હતો જે આખા દેશમાં બહુ એક પોઝિટિવ અને એક સારી અસર આપણને આપી તી અને દરેક વ્યક્તિને સફાઈ પોતપોતાની જગ્યાનો આજુબાજુ જે જગ્યા રહો છો ત્યાંની સફાઈ કરવાનો આપણને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું તું એટલે એ કોઈપણ એક સંદેશો એક એક ફોટો એ આપણને એક સારો સંદેશ આપણને આપી શકે છે